હા મોરબી એટલે ઔદ્યોગિક નગરી મોરબીમાં તો ઘણાં બધા એવા જોવાલાયક સ્થળો પણ છે જેમ કે મણિમંદિર છે જે મોરબીનો તાજમહેલ છે મચ્છુ નદી છે અને કુદરતી રીત અ રીતે ખૂબ જ સરસ છે ઝૂલતો પૂલ છે જે ખૂબ જ સરસ છે અને ઉપરથી બધા કારખાના જેમાં સિરામિકનાં કારખાના છે કે લાદીનાં કારખાના છે ઇલેક્ટ્રિકને લગતા બધા જાણીતા છે આમ જેથી કરી અને મોરબીમાં કારખાનાના જે ધુમાડા નીકળે છે જેનાથી ખૂબ જ પ્રદૂષણ થાય છે અને પ્રદૂષણના લીધે બધાના સ સ્વાસ્થ્ય બગડે છે અને અવાજનું પણ પ્રદૂષણ થાય છે જેથી મોરબીમાં તો ઘણાં બધા કારખાના હોવાનાં કારણે બધા પર્યાવરણને પણ નુકસાન થાય છે અવાજનું પ્રદૂષણ થાય છે માટીના લીધે બધા મનુષ્યનું સ્વાસ્થ્યમાં પણ નુકસાન થાય છે આવી રીતે ખૂબ જ નુકશાનકારક અને પર્યાવરણ પણ ખૂબ જ સાફ મજબૂત બનાવવું જરૂરી છે મોરબી આમ રમણીય જ રહે